જય શ્રી કૃષ્ણ કેમ છો દેવેશભાઈ હા ખરી વાત ખરી વા બો બોલો બોલો છે ને કેવી કરામત કરી ભગવાને થાંભલા ઉપર ભગવાને એને એક કીડી ચાલતી દેખાઈ કીડી કીડી હા એને એને વિશ્વાસમાં લેવા માટે કે હ કંઈ નથી ગરમ બરમ કંઈ નથી પણ ગરમ તો લાય જેવું હતું જ એને વિશ્વાસ એને વિશ્વાસમાં લેવા માટે આ ભગવાને આ ચાલાકી કરી છીએ ગરમ ગરમ ગરમ થાંભલાને ભેટી પડ્યો ભગવાને આદેશ દીધો અને પછી એ પછી થાંભલો ફાટ્યો અને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છઠ્ઠો અવતાર પ્રગટ થયો નરસિંહ અવતાર એ નરસિંહ અવતારની વાર્તા કેવી છે ખબર છે અડધો માનવ અડધું પશુ એને પેલા પેલા વચન આપેલું પેલાને કે હું માણસથી ન મરું દિવસે ન મરું રાત્રે ન મરું નખથી ન મરું એ બધા ભગવાને એવા અવતારમાં વર્ણન કરેલા કે માણસ પણ ન હતા પશુ પણ ન હતા અને રાત પણ રાત પણ ન હતી દિવસ પણ ન હતી સંધ્યા કાળ હતું એ એના એ પ્રોમિસ આપેલા એ પ્રમાણે પ્રોમિસ આપીને પેલાને પોતાના ખોળામાં સુવડાવીને એને વાઘના નખથી ચીરી નાખ્યો આખી વાર્તા છે હ હ હ ચાલો ફરીથી આપણે એનું ફરીથી આપણે રિપીટ ફરીથી રિપીટ હા કાલે મળીશું પાછા કથામાં